હલો હા સર કેમ છો હા સર અત્યારે એક્ઝામ્સ ચાલે છે એટલે અવાતું નથી મારાથી ત્યાં હા સર એમ તો હું એક બે દિવસ આવેલો વચ્ચે પરમ દિવસે થોડુંક પ્લસ માઇનસ થાય છે રનિંગમાં બાકી આમ કમ્પલેટ ચાલે છે એક બે સેકંડનો ફરક આવ્યો છે આ આપણે પહેલાં બાર તેર સેકંડમાં કરતાંતા ત્યારે મારી પંદર સાડા પંદર પહોંચી ગયો છું આ બ્રેકના લીધે હા સર એ મે હું આવવાનો જ હતો કાલે તમને મળવા ઓફિસમાં અને પણ આ અત્યારે આ છેલ્લા એક્ઝામ્સને વાયવા ચાલે છે ને એટલે થોડુંક લેટ થઈ જાય છે અને પછી બે બાજુ ફોકસ નઇ થતો ડન સર વાંધો નહીં હા હા હા હા સર હા એ પેલા આપણે યસ યસ આપણે પહેલાં જે હતાં એમાં પાછા આવી જઈએ આપણે અને હું તો વિચારું છું હજુ આપણે એક સેકંડ ઓછી કરીએ તો આમ અગિયાર બારમાં પતે તો આમ થોડું સારો રેકોર્ડ આવે હા એ જ એ જ એટલે મારે એ જ ટ્રાય કરવો છે અને બસ અવે આ બે જ પેપર રહ્યાં છે ત્રણ ચાર દિવસમાં હું આવી જઈશ ચાલુ કરી દઇશ ઓફિસમાં મળીશ એ તો તમે આવો જ છો ને ડન તો કોઈ વાંધો નહીં આવતા સોમવારે હું આવી જઈશ હા સ્યોર આવી જઈશ સ્યોર આવી જઈશ નહીં જવાનું ક્યાંય બી ઓકે સર હા